હા બોલો ને

હા ઓડિટનું ટેક્સનું હા કહો ને હા વાંધો નહીં કરો ને હમ અહં હમ હમ એટલે મેમ એટલે બહેનો માટે તો મોસ્ટલી તમારે બે લાખ સાઠ હજાર સુધી કંઈ નહીં આવે ભરવાનું હમ હમ પણ તમારે પેન્શનની ઇનકમ છે એટલે એમાંથી તમારે કેટલું કોમ્યુટેડ છે અને કેટલું નોન કોમ્યુટેડ છે એ એક મારે જોવું પડશે

હા એ તો તમે મને મેલ કરી દેશો તો એ હું તમને જોઈ આપીશ હમ અને એ તમારે એ તમારે દેખાડવી પડશે ઇનકમ ટેક્સમાં

હમ હમ હમ હા એ તમારા હા એ કરપાત્ર આવકમાં જ આવશે પણ જો અમુક એવાં ટ્રસ્ટની હોય છે એમાં પણ કે જે તમને જ્યારે રકમ ને એવું આપે ને તો એ જે ટ્રસ્ટ હોય ને એ પોતે જ નોટીફાઇડ હોય કે અમારું કંઈપણ અમે રકમ કોઈને આપીશું ને ગિફ્ટ સ્વરૂપે એ ટેક્સેબલ નહીં થાય તો જો તમને કોઈ એવી કોઈ સંસ્થા તરફથી મળ્યું હોય ને તો તમને નહીં એમાં કર ભરવો પડે બાકી તમારે એ ઇનકમ ફ્રોમ અધર સોર્સીસમાં દેખાડવી પડે એ ઇનકમ હા ચોક્કસ તો ફોન કરીને એકવાર આવી જજો હા ઓકે ઓકે